હેલો શું તમે સ્વીગી કસ્ટમર સર્વિસમાંથી બોલો છો મેં હમણાં જ એક ઓડર બુક કર્યો છે અને મને ચકાસવું છે કે કોઈ ડિસ્કાઉન્ટ કૂપન ઉપલબ્ધ છે કે નથી મેં એક બર્ગર અને બે પીઝાનો ઓડર આપ્યો હતો મેં ચકાસ્યું પણ મને કોઈ કૂપન દેખાયો નહીં કદાચ મેં કંઇક ચૂકી જાઉં છું મારો ઓડર નંબર વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન છે જો તમે મને મદદ કરી શકો કે મને કોઈ ડિસ્કાઉન્ટ મળશે કે નહીં તો જરૂર કહેજો શું હવે કોઈ રીતે ડિસ્કાઉન્ટ મળી શકે હું સ્વીગીનો સુપર યુસર પણ છું તો શું મને એનાથી કોઈપણ ફાયદો મળશે કે નહીં મળે પહેલાં પણ મેં ઘણીવાર સ્વીગી પરથી વસ્તુઓ ઓડર કરેલી છે તો અગર મને એનો કોઈ ફાયદો હોય તો મને જરૂર કહેજો ખરેખર સારા ચાંસ છે કે મને તમારા રેસ્ટોરન્ટ પર કંઈક ડિસ્કાઉન્ટ મળી શકે શું તમે મને કંઈક સચોટ સૂચના આપી શકો છો કે મારે ડિસ્કાઉન્ટની ઑફર્સ ક્યાંથી જોવાની ધન્યવાદ હું તમારી તમારું આ જવાબ ખુબ જ મદદરૂપ છે હું ચોક્કસ આ બધા વિકલ્પો ચકાસીસ અને તમારી મદદ માટે ખૂબ ખૂબ આભાર